આજે આપણે જોવા જઈએ કે પ્રદૂષણનાં કારણે પશુઓને ચરવા માટે લીલા ઘાસનું મેદાન ખૂબ દિન પ્રતિદિન ઓછું થતું જાય છે ખરાબ આબોહવા વધતી જાય છે આકરું વાતાવરણ થઇ ગયું છે અને જગ્યા જગ્યાએ પ્લાસ્ટિક હોય છે જેના કારણે ગાયો અને બીજા પશુઓ પ્લાસ્ટિકને ખાઈ જાય છે જેના કારણે તેમનું મૃત્યુ પણ નીપજે છે અને જયારે પાણીની વાત કરીએ ત્યારે જયારે ચોમાસું હોય છે ત્યારે પાણીની કોઈ ખોટ હોતી નથી પણ જયારે ઉનાળો આવે છે ત્યારે પશુઓને પીવા માટે પાણી પણ મળતું નથી અને આ બધા મુદ્દાઓની વાત કરીએ તો આનાં કારણે પશુધન ખૂબ હેરાન થાય છે અને આની ખૂબ માઠી અસર વાતાવરણ પર પણ પડે છે કારણ કે જયારે પશુનું મૃત્યુ નીપજે છે ત્યારે તે ગામ વચ્ચે જ્યારે તેનું મૃત્યુ નીપજી જાય છે ત્યારે એ દુર્ગંધ પેદા કરે છે આના સિવાય ઘણા બધાં લોકોને આના કારણે અંધા પણ હોય છે હમણાં આપણે જોઈએ છીએ કે પ્રકૃતિનાં અં જે આપડે કહીએ કે અલગ અલગ પ્રકારનું બૅલેન્સ હોય છે એ બૅલેન્સ ખરેખર ખોરવાઇ ગયું છે માટે પશુઓને જે ઘાસ મળે છે તે પૂરતી પ્રમાણમાં મળી રહે અને પાણી એમને સારું પીવા મળી રહે અને જે ગૌચર જમીન છે તે આપણે એ લોકોને પાછી આપી દેવી જોઈએ જે બીજા લોકો જે છે જેને જે લોકોએ આની ઉપર કબજો કરેલો છે તો તે જમીન એ આપણે પાછી આપી દઈશું તો એ લોકો માટે વધારે સરળ અને સારું રહેશે